પહેલાના સમયમાં જ્યારે આપણા ભારતમાં વીજળીની સુવિધા નહોતી ત્યારે આપણા ઘરની સ્ત્રીઓ પાણી ભરવા માટે દૂર કૂવામાં અથવા દૂર નદીમાં જતી હતી તે ખૂબ જ કશનીય કાર્ય હતું

શારીરિક ઈજાની સંભાવના ખૂબ જ વધુ પ્રમાણમાં હતી શારીરીક થાક ખૂબ જ લાગતો અને બીજા ગૃહ કાર્ય કરવામાં કસ પડતો હતો પણ આજના આધુનિક સમયમાં વીજળીની સુવિધાથી દરેક ખેતરોમાં બોરની સુવિધા થઈ છે અને દરેક ખેતરોને પૂરતું પાણી મળી રહે છે અને નદીઓ ઉપર બંધ બાંધીને અને મોટર જેવી વીજળીની સુવિધાથી દરેક ઘરમાં નળ પહોંચાડી શકવા આપણે સક્ષમ છીએ તેથી આપણા ઘરની સ્ત્રીઓને ખૂબ જ રાહત મળે છે તે ખૂબ જ આધુનિક છે જેમકે સરદાર સરોવર ડેમ ત્યાં નર્મદાનું પાણી રોકીને ભારતના કેટલા જિલ્લાઓમાં પાણી પૂરું પાડવામાં આવે છે તે ખૂબ જ પ્રશંસનીય છે